ભારતમાં સૌથી મોટામાં મોટો આપણો ઉત્સવ જોવા જઈએ તો એ તો છે દિવાળી એટલે દિવાળીમાં સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ તો અગિયારસથી શરૂઆત થાય છે એની ત્યાર પછી આવે વાઘબારસ અને ત્યાર પછી આવે ધનતેરસ ધનતેરસે આપણે ધનની પૂજા કરીએ છીએ અને જે લોકો ધંધો કરતા હોય એ લોકો ચોપડા પૂજન પણ કરે છે એટલે કે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે ધનતેરસને દિવસે ત્યાર પછી આવે છે કાળીચૌદસ કાળીચૌદસને દિવસે આપણે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવા જઈએ છીએ અને સાંજે ભજીયા અને એવું બનાવવાની રિવાજ હોય છે ત્યાર પછી આવે છે દિવાળી દિવાળીના દિવસે એવું કહેવામાં આવે છે કે રાજા રામ એમનો ચૌદ વર્ષનો જે વનવાસ હતો તે પૂરો કરી અને અયોધ્યા પાછા ફર્યા હતા એટલા માટે લોકોએ આખી અયોધ્યાને દીવાઓથી સજાવી હતી અને એટલા માટે એને કહેવામાં આવે છે દિવાળી અને આપણે પણ દિવાળીના દિવસે ઘણા બધા દીવ દીવાઓ આપણા ઘર પાસે મુકતા હોઈએ છીએ અને ચારે બાજુ સોસાયટીમાં મહોલ્લામાં અજવાળું અજવાળું કરતા હોઈએ છે અને ફટાકડા ફોડતા હોઈએ છે અને ઉત્સવ ધામધૂમથી મનાવતા હોઈએ છે દિવાળી પછીનો દિવસ એટલે કે બેસતું વર્ષ એટલેકે આપણા ગુજરાતીના નવા વર્ષની શરૂઆત એ દિવસે આપણે આપણા સગા વ્હાલા મિત્રોને ત્યાં બેસવા જઈએ છે એમને મળવા જઈએ છે મોટેરાઓને પગે લાગીએ છીએ અને એના આશીર્વાદ લઈએ છીએ અને આ બધા જ દિવસ ખૂબ જ સારી રીતે નવું નવું પકવાન બનાવી અને ઉજવીએ છીએ તેહવારની ઉજવણી કરીએ છીએ અને ખુશ થઈએ છીએ એ સિવાય પણ ઘણા બધા તેહવારો છે જેમ કે રક્ષાબંધન છે જેમાં ભાઈને રાખડી બાંધવામાં આવે છે ઉત્તરાયણ છે ચૌદમી જાન્યુઆરી કે જે દિવસે આપડે આપડા અગાશી ઉપર ચડી પતંગ ચગાવતા હોઈએ છે અને તલ સાંકળી અને સીંગની ચીક્કીને એ બધું ખાતા હોઈએ છે એટલે ભારત એ ઉત્સવ પ્રધાન દેશ છે અને આના સિવાય પણ ઘણા બધા ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છે